અમે બાળપણમાં શાળામાંથી પહેલા અમારા ગામમાંથી અમે પાવાગઢ અને એના પછી જય હનુમાન અને પછી બરોડા કમાટીબાગમાં પછી વડતાલ બગડેલ્હી શંકર ભગવાનના મંદિરમાં દર્શન કરવા બેઠા ત્યારપછી કેનાલવાળા રસ્તે કમાટી વિસ્તાર ના મંદિરે ડુંગર જોવા ગયા હતા અને પછી ઘર તરફ નીકળ્યા હતા અને ઘરે જઈ જઈ પછી પાછા બીજી વાર અમે સ્કૂલમાંથી નીકળી અને પીચ્છીપુરા સ્કૂલમાં ગયા એક વર્ષ પછી પાછા અમે મોટા ગામમાં ફરવા ગયા ત્યાં ચોટીલા ચોટીલા જઈને દર્શન કર્યા ઉપર ચડી પછી નીચે આવી નાસ્તો કર્યો અને નાસ્તો કરી બધા ભાઈબંધ જોડે બજારમાં ફર્યા અને પછી અમે પાછા ત્યાંથી નીકળી હનુમાનજીના મંદિરે સાળંગપુર ગયા જ્યાં બજારમાં ખૂબ ફર્યા ભાઈબંધો જોડે ને પછી મંદિરે ગયા મંદિરે દર્શન કર્યા નાળિયેર લીધું નાળિયેર લઈને દર્શન કરવા ગયા નાળિયેર ચડાવી પછી પાછા નીચે આવી બસ પાસે આવી ફરી બજારમાં ગયા અને ફરી નાસ્તો કરી આવ્યા પછી ત્યારબાદ અમે પાછા ઘરે આવવા નીકળ્યા અને પહેલો દિવસ તો ત્યાં મારા ગામમાં તપાસ કરવા ગયા ત્યાં રોકાયા રાતમાં ત્યાં ખાવાનું બનાયું અને પછી ફરી આવીને સૂઈ ગયા સવારમાં વહેલા ઉઠી નીકળી આવ્યા સીધા નાની અંબાજી નાની અંબાજી દર્શન કરી અને થોડીવાર ગરબા પણ રમ્યા અને પછી ત્યાંથી નીકળી બસમાં આવી અને નાસ્તો લાવ્યા હતા તે નાસ્તો કરી પછી ત્યાંથી ઘડે આવ્યા ત્યાર પછી પાછા સવારે સ્કૂલ ગયા અને પછી બીજે ત્રણ વર્ષ ત્યાં પિચ્છીપુરા કરી પછી અમે તણખલા ગયા તણખલા સ્કૂલમાંથી બહુ એવી જગ્યાએ ગયા પહેલાં નસવાડી ગયા ત્યાં ફર્પયાછી ખેલકૂદ કર્યો ત્યારબાદ ઘરે આવી પછી પાછા ફરી થોડા સમય પછી અમે પાછા ફરવા ગયા ડેડિયા પાડા વિસ્તાર ત્યાં ડેડીયાપાડા જઈ નાસ્તો કરી પછી અમે આગળ ગામમાં જવા નીકળ્યા બસમાં બેસી અને પછી હમણાં અમે યામૂગી માતાના દર્શને પહોંચી પછી નાળિયેર લીધા નાળિયેર લઈ નાળિયેર ફોડી પછી ફરવા ગયા ફરી આવી નાસ્તો કર્યો નાસ્તો કરી ફરી પાછા ફરવા ગયા ને પછી ત્યારપછી આવીને પાછા બસમાં બેઠા એનાથી આગળ મહારાષ્ટ્ર મહારાષ્ટ્ર ગયા અને ત્યાં પણ યામૂગી માતાનું મંદિર છે અને મોટા મોટા પહાડો જોયા એક કિલોમીટર જઈ બસ ઊભી રાખી ત્યાં જોયું ત્યારબાદ પછી ફરી પાંચ કિલોમીટર જઈ પાછી બસ ઊભી રાખી પછી ત્યાં ફરી બધા ફોટો લીધા મોજ મસ્તી કરી નાના દોસ્તારો જોડે અને પછી ત્યારબાદ પછી ફરી બસમાં બેઠા અને ત્યાંથી નીકળી અને ફરી ઉપર દર્શને નીકળ્યા પછી દર્શન કરી નાળિયેર લીધા નાળિયેર લઈને પછી માતાજીના મંદિર તરફ ગયા ત્યારબાદ દર્શન કરી અને બહાર આવી ફરી એક એકવાર નાસ્તો કરી પછી ત્યાં બેઠા બધા મળી વાતો કરી પછી ત્યાં આગળ સાંઈબાબા મંદિર આવેલ છે ત્યાં રવાના થયા બસમાં બેસી ત્યાર પછી અમે ત્યાંથી નીકળી અને નીકળી ગયા દર્શન કરવા મંદિરે ત્યારબાદ ત્યાં નાળિયેર લીધા અને દર્શન કરી ફરી પાછા મહારાષ્ટ્રની તરફ આવા નીકળે પછી ફરી પાછા ડેડીયાપાડા આવી બસ ઊભી રાખી નાસ્તો કરી પછી ફરી બજારમાં ફરવા ગયા પછી રાજપીપળા આવ્યા રાજપીપળા આવી પછી ફરી નાસ્તો કર્યો પછી ત્યારબાદ પછી અમે પાછા ફરવા નીકળી ગયા બજારમાં ફરી પાછા બધા ભેગાં મળી અને પાછા બસ પાસે ગયા ને ત્યારબાદ પછી ઘરે જવા નીકળ્યા ગળતેશ્વર નર્મદા નદી આવેલી છે ત્યાં બધા નાના નાના બધા બાળકો અમે ભેગા મળી સ્નાન કરવા ગયા બાદ ત્યારબાદ ફરી સ્નાન કરી પછી ઘરે રવાના થયા